કળાઓનું સાહિત્ય ગુજરાત એ આપેલા મુખ્ય યોગદાન કળાઓના સાહિત્યમાં તો એવું છે કે ગુજરાતમાં ઘણા મોટા મોટા કવિઓ થઈ ગયા છે જેમ કે વીર નર્મદ કવિ છે આપણી પાસે આપળા ગુજરાતના ઝવેરચંદ મેઘાણી છે કનૈયાલાલ મુનશી છે વીર નર્મદ કવિના તો આપણે કવિતા એમની સાંભળીએ કે એમની કવિતા આપણે વાંચીએ તો આપણે એમની કવિતાથી એટલા પ્રેરિત થઈએ છીએ એટલા પ્રેરણા આપણને મળે છે એમની કવિતાઓથી અને એવું નથી કે આપણે ગુજરાતના કે ભારતના જ ખાલી લોકો એમની કવિતાથી પ્રેરિત કે પ્રેરણા મળે છે એ લોકોને આપણે બીજા બીજા દેશોના જે કવિઓ અને માણસો હોય છે એ લોકો પણ જ્યારે આપણા વીર નર્મદ કવિને આપણી કવિતાઓ સાંભળે છે ત્યારે એ લોકોને બી ખૂબ પ્રેરિત થાય છે એ લોકોને એ લોકો એમની ખૂબ ઘણી પ્રેરણા મળે છે અને વીર નર્મદ જ એવા કવિ નથી આપણી પાસે ગુજરાતના આપણે હવે ગુજરાતના ઘણા ઝવેરચંદ મેઘાણી છે એમણે પણ કવિતાઓ ખૂબ સરસ ને સારી હોય છે કવિતાઓ એ લોકોની અને આપણા કનૈયાલાલ મુનશી એ ખૂબ ઊંડા કવિ છે અને એ કનૈયાલાલ મુનશીએ તો એમના સમયમાં ખૂબ ઘણા બધા નાટકો બનાવેલા છે અને એ નાટકોની ઉપર ફિલ્મો બનેલી છે એ ફિલ્મો ખૂબ પ્રસિદ્ધ યેલી છે અને એ ફિલ્મો આપણા દેશમાં આપણા રાજ્યમાં જ નહીં બહારના દેશોમાં પણ એ ફિલ્મો ઘણી પ્રસિદ્ધ થયેલી છે અને વિજ્ઞાન ને સાહિત્યમાં એવું છે કે આપણે આપણા સૌથી મોટા વૈજ્ઞાનિક હતા આપણા વિક્રમ સારાભાઈ જેમણે આપણા ભારત દેશમાં ઈસરોની સ્થાપના કરી હતી જે નાસાનું નાસાની જેમ જે બધું આપણે અહીં વિક્રમ સારાભાઈ છે એ નાસાનું બધું પ્રયાસ કરીને આપણે ભારતમાં પણ ઈસરોનું શરૂઆત કરી હતી તો આ હતું આપણા કળા અને સાહિત્યનું વિજ્ઞાનમાં વિજ્ઞાન કળા અને વિજ્ઞાનનું ગુજરાતે આપેલું મુખ્ય યોગદાન